પ્રસ્તુતિ કરવા માટે કે રેકોર્ડ કરવા માટે ગીત અમે જનરલી જે સાંભળેલાં હોય અગાઉ સાંભળેલાં હોય નાનપણમાં અને પછી એનું મ્યુઝિક સારું હોય હાર્ટ ટચેબલ હોય એવું ગીત અમે પસંદ કરીએ ગીતના શબ્દ સારા હોય પછી એવા આઠ દસ ગીતો શીખીએ તો એમાંથી એક ગીત કયું પ્રસંગને અનુરૂપ છે એવું ગીત અમે પાછા રજૂ કરવા જઈ રહ્યા હોય છે માટે પસંદગી કરવામાં અને જે આપણે જૂનાં ગીતો માનો કે સાઠના દાયકાનાં સીત્તેરના દાયકાનાં એંશીના દાયકાનાં આ ગીતો બહુ એમાં પણ જે સુપરહિટ હોય એવાં ગીતો અમે પસંદ કરીએ છીએ ને ગાઈએ છીએ પછી જાહેર પ્રોગ્રામમાં કે ગમે ત્યાં એવી રીતના અમે ગાઈએ છે પણ પસંદગી આ રીતની હોય છે એવી રીતના એ દસ બાર ગીત શીખી લઇએ એમાંથી પછી પ્રસંગને અનુરૂપ કોલેજનો પ્રસંગ છે ઓડિયન્સ કઈ એજ ગ્રુપનું છે રિટાયરમેન્ટનું જે ઇવનિંગ પોસ્ટનું ઓડિયન્સ છે કે પછી કોલેજના સ્ટુડન્ટનું છે કે યુનિવર્સિટી ભવનમાં ગાવાનું છે પછી કોઈ તહેવારને અનુરૂપ હોય રાષ્ટ્રીય તહેવાર હોય કે પ્રસંગ કેવો છે પર્યાવરણને લગતો છે તો એ પ્રમાણે અમે ચોમાસું છે તો અષાઢ ઉચ્ચારણનો છંદ ગાઈ નાખીએ દુહા હોય મોસમ અચ્છા હૈ તો મોસમ ડીગા ડીગા એવું ગીત અમે ગાઈ નાખતા હોઈએ છીએ એટલે આવી રીતના અમે પસંદ કરતા હોઈએ છીએ